ભારતના વૈજ્ઞાનિકોએ આપળી દુનિયાને ઘણા બધી નવી નવી શોધો આપી છે તેમાંથી સૌથી વધારે પ્રખ્યાત આર્યભટ્ટ છે જેમણે શૂન્ય શોધ કરી હતી સૌથી પહેલાં આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી ત્યાર બાદ અમેરિકાના કોઈ વૈજ્ઞાનિકે શૂન્યની શોધ કરી હતી પર શૂન્યની શોધ ખરેખર તેના નામે બોલાય છે પરંતુ અગર આપણે આપણા શાસ્ત્રોને પુરાણોમાં જોઈએ તો આર્યભટ્ટ જ શૂન્યના શોધક છે તેમજ તેમણે ઘણીબધી આકાશ અને અવકાશને રિલેટેડ ઘણી બધી શોધો પોતાના ગ્રંથમાં લખી છે તેની સાથે સાથે અબ્દુલ કલામ જે સ્પેસના સ્પેસના સૌથી જાણીતી ભારતીય વ્યક્તિ છે તેમણે આકાશ વિશે તેમજ અલગ અલગ ગ્રહો ના ગ્રહો વિશે ઘણીબધી નવી જાણકારી આપી છે તેમણે આપણા સ્પેસ શટલ માટે પણ ઘણી બધી નવી શોધો કરી હતી તેમણે તેમના પર એક મૂવી મૂવી પણ બન્યું છે તેમની તેમની તેમનું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર જે અગનપંખ નામે ગુજરાતીમાં પણ લખાયું છે તે પણ ઘણું પ્રખ્યાત છે તેની તેને તો દેશમાં પણ ઘણો જ લોકપ્રિયતા મળી છે એમ બીજા એક અર્થશાસ્ત્રી હતા એમએ સ્વામીનાથન તેમણે ભારતની અર્થવ્યવસ્થાને વધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા તેમણે ઘણી બધી ઘણા બધા ઇમપોર્ટન્ટ પોલિસીસ પણ ભારતમાં